મારું નામ સુમિત બારોટ છે મારી ઉંમર બાવીસ વર્ષની છે મારો ધર્મ હિંદુ છે જે હાલમાં હું કોમેર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું હું પરિણીત નથી મારા કુટુંબમાં અમે કુલ ચાર સભ્યો છીએ અમારું કાયમી સરનામું પંદર ગોકુલ પાર્ક સોસાયટી થલોટા રોડ વિસનગર છે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટીવ છે હું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા ખૂબ જ સારી રીતે સમજી શકું છું વાંચી શકું છું બોલી પણ શકું છું મને રીડીંગ ટ્રાવેલિંગ અને ગાર્ડનીંગનો ખૂબ જ શોખ છે વેકેશનમાં જુદા જુદા સ્થળે મારા ફેમેલી સાથે ફરવા જવાનું મારા ઘરે સારા પુસ્તકો વાંચવાના અને ઘરે કિચન ગાર્ડનીંગ કરવું મને ખૂબ જ ગમે છે આ માટે કિચન ગાર્ડનીંગની તમામ જરૂરિયાતો મેં મારા ઘરે પૂર્ણ કરેલી છે